હા મિલન ભોજન સ્થળ હા હું ચાવડા ધાર્મિક બોલું છું અને મારે તમને પૂછવું છે કે જો અમે બે દિવસ પછી હું મારા આખા પરિવાર સાથે સુરતથી સાપુતારા જઈ રહ્યો છું હા હું સુરતથી છું તો અમને જાણકારી મળી છે કે સાપુતારા અમે જ્યાં જઈ રહ્યા છીએ ત્યાં અમે દિવસનું તો કરી લઇશું જમવાનું ને એ પણ રાતના સમયે છે ને ત્યાં હવામાન ઠીક નથી એવું જણાવવામાં આવ્યું છે અને ત્યાં અમે જ્યાં ઠેરીએ છીએ ને ત્યાં ફોનમાં એટલું સિગ્નલ બી નથી મળતું તો તમને પૂછવું હતું કે તમે રાતના સમયે ત્યાં ભોજન મોકલાવી શકશો

જુઓ અગર કરી શકતા હોય તો હું મારા માતા પિતા મારી બહેન મારો નાનો ભાઈ અમે બધાં જ જઈ રહ્યાં છીએ અને સાથે સાથે મારા પિતાના મિત્ર પણ ત્યાં અમને મળવાના છે તો એટલે અમાં અમારા છ જણ અને એમના બી આશરે દસેક જણ જેટલું એટલે અઢારથી વીસ જણ જેટલાનું તમારે ભોજન મોકલવાનું છે તો એ ત કરી શકશો તમે સારું અને એ કહેવાનું હતું કે આમ તો અમે જૈન છીએ વેજીટેરિયન પણ જ્યારે બહાર હોઈએ ત્યારે કાંદા લસણ ખાઈ લઇએ છીએ તો એનું જરા ધ્યાન રાખજો હા તો બે અલગ અલગ થાળી કરજો એમાં એકમાં જ કાંદા લસણ નાખજો સારું અને આમ તો અમે બે દિવસ પછી જ નક્કી જ છીએ જો કાંઇ બદલાવ થયો તો તમને અગાઉથી જણાવી દઇશ સારું ધન્યવાદ મૂકું